બાળપણમાં અમે શાળાએથી પ્રવાસ ગયા હતા જેમાં અમે ઘણી બધી જગ્યાએ ફર્યા હતા જેમ કે આબુ છે પછી સોમનાથ છે પછી દ્વારકા ખાસી બધી જગ્યાએ અમે ફરેલા હતા જેમ કે અમે સોમનાથમાં શંકર ભગવાનના મંદિરે શિવલિંગના દર્શન કર્યા હતા જે આપણી બાર જ્યોતિલિંગમાંથી એક લિંગ પણ છે તેમાં આપણે અંદર સારુ બધું ફરવાનું પણ છે મંદિરેથી અજુબાજ સારી બધી જગ્યાઓ પણ છે ફરવાની પછી ત્યાં મેં બધા સ્કુલના બધા ફ્રેન્ડો સાથે ફરીને અને ખૂબ મસ્તી કરી હતી મકાઈ ખાધી હતી લોકો સાથે પછી અમે ત્યાં દરિયામાં પણ ફર્યા હતા ત્યાં મને એક સ્મૃતિ યાદ છે જેમાં મને એક તો તરતા આવડતું નથી અને તેમાં હું ડૂબી ગયો હતો ન્હાતા ન્હાતા ત્યારે અમારા ટીચરે મને બતા બચાવ્યો હતો અમારા જે શિક્ષક હતા તેમણે પછી અમે ત્યાંથી આગળ વધ્યા હતા અમે ત્યાંથી દ્વારકા ગયા હતા દ્વારકામાં પણ અમે ખૂબ ફર્યા હતા અમે ખૂબ મજા કરી હતી ત્યાં પણ અમે બહુ મંદીરે બધા મંદીરે ફર્યા અમે ખૂબ મસ્તી કરી ખૂબ રમ્યા અને ત્યારે અમે બહુ નાના પણ હતા ત્યારે પણ અમે ખૂબ મસ્તી કરી હતી એ પછી અમે ત્યાંથી અમદાવાદ ને બધે ફર્યા હતા પછી અમદાવાદમાં રાણકી વાવ એ પણ અમે જોયું હતું જે સાત માળ ઊંડું કુવા જેવું છે તેમાં મહેલ ટાઈપ છે રાણકી મહેલ રાણકી વાવ તરીકે ઓળખાય છે તેમાં બહુ મોટું મધ પણ જોયું હતું બહુ મોટું મધ એટલે કમ સે કમ ત્રણ ચાર ફૂટ લાંબું મધ હતું તેમાં અમે પથ્થર મારવાની કોશિશ કરતા હતા મજા આવી હતી અમે પ્રવાસમાં ખાસી જગ્યાએ ફર્યા હતા પછી આંબુ આબુ વતન ગયા હતા મોટા અંબાજી પછી ત્યાંથી હું ઘર માટે હું ત્યારે તો બહુ નાના હતા રમકડાંને એવું લીધું હતું રમવા માટે પછી ત્યાંથી અમે મમ્મી લોકો માટે પ્રસાદ ને એવું લાવ્યા હતા આવી થોડીક નાની નાની યાદો યાદ છે મને